આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપણા એ પી જે અબ્દુલ કલામ ક્રિકેટર વિરાટ કોહલી સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રીમદ રાજચંદ્રજી